હલો હા મેં હાલ જ એમ સ્વિગીમાંથી એક ઓડર રદ કર્યો હતો હા હા મેં સબવેનું બર્ગર મગાવ્યું હતું તમે ચેક કરી શકો છો

હા ટ્રાનજેક્શન મેં યુપીઆઈથી કર્યું હતું એમાં હા મેં એક ટૂના બ સબવે મંગાવ્યું હતું હા આ બરાબર છે હા એટલું જ અમાઉન્ટ હતું એનું

હા એ ઓડર પ્રીપેર થવામાં વધારે સમય લાગી ગયો એટલે મેં ઓડર રદ કરી દીધો હા ઉપરથી એટલે જે સબવેની જે બ્રાન્ચમાંથી જે મેં ઓડર કર્યો હતો એ બ્રાન્ચવાળાએ જ મને કીધું કે અમારી પાસે અમુક વસ્તુ આવેલેબલ નથી તો તમે કેન્સલ કરી દો હા એટલે મેં કેન્સલ કરી દીધો હા તો હા તો હજુ સુધી મેં ઓડર કેન્સલ કર્યો તો એના પૈસા રિટન થયા નથી મારા વૉલેટમાં તો તમે મને જોઈને કહેશો કે રિફંડ ક્યારે થશે ઓકે સેવન વર્કિંગ ડેઝમાં નહીં તો ચોવીસ કલાકની અંદર સારું કંઈ વાંધો નહીં જેટલું બને એટલું મને હા આ મારા અકાઉન્ટમાં રિફંડ કરાવી દો હા સારું હા સેમ યુપીઆઈ આઈડી છે મારી હા ઓકે થેન્ક યુ